આમ તો હું નાનેથી જ રસોઈ બનાવું છું હું બારથી તેર વર્ષની હતી ત્યારે મેં રસોઈ બનાવવાની શરૂઆત કરી રસોઈ બનાવવામાં એવું હતું કે મેં બટાકાનું શાક પહેલા શીખી હતી ચૂલા ત્યારે ગામડામાં ચૂલા પર રસોઈ બનાવતા ચૂલા પર અને સગડી પર જ રસોઈ બનાવતા અમે ઘરમાં પાંચ બહેનો હતા એટલે મારા મમ્મી મને અમને વારાફરથી વારા બધાને શીખવતા મોટી બે બહેનો રસોઈ બનાવતા શીખી ગઈ હતી પછી મારો વારો આવ્યો એટલે મને પણ મારી મમ્મી અને મારી મોટી બેન બંને પાસેથી હું રસોઈ શિખતી મેં પહેલી જ વાર બટાકાનું શાક બનાવ્યું હતું તો બટાકાના શાકમાં મેં એ ભૂલ કરી કે તેલ મૂક્યું તપેલામાં અને તેને અવતેમાં રાઈ નાંખી અને હિંગના તેલમાં નાંખવાના બદલે મેં બટેકામાં નાંખી દીધી કાચી કાચી હિંગ પછી કા બટાકાનું શાક બનાવ્યું તો તેમાં હિંગની હિંગનો ટેસ્ટ બેસી ગયો અને હિંગની વાસ આવવા લાગી તો પછી મારા પપ્પાએ મને કીધું કે આવી રીતે નહીં રાઈ નાખીએ પછી તેમાં હિંગ નાખીને બટાકાનો વઘાર કરવાનો હોય એમ મારા પપ્પા પણ મને શીખવતા પછી હું ચૂલા પર ખીચડી બનાવતા શીખી દાળ ભાત બનાવતા શીખી એવી રીતે હું રોજ અલગ અલગ એક એક વસ્તુ બનાવતા શીખી ગઈ પછી તેમાંથી લોટ બાંધવાનો હતો તો લોટ બાંધતા મારાથી રોટલી કડક જ બની જાય લોટ સરખો બંધાય નહીં અને મારાથી રોટલી કડક કડક અને જાડી જાડી થતી જાય તો મારા પપ્પા તે મારા પપ્પા ખાવાના શોખીન હતા એટલે એ પછી જમવા બેસે ત્યારે મને ડર લાગતો કે મારાથી આ વસ્તુ સારી બની હશે કે નહીં બની હોય તો પપ્પા ખિજવાશે કે શું કરશે એ ડર લાગ્યા કરતો હતો મનથી એવું થતું કે હમ પપ્પા જમવા બેસે અને મને ડર લાગે કે પપ્પા હમણાં જ કંઈક બોલશે એટલે પપ્પા બોલતા કે રોટલીનો લોટ આવી રીતે બાંધવાનો એમ તો જેમ લોટ આપણે પૂણવીએ તેમ આપણાથી રોટલી પોચી અને નરમ બને એવું મને મારા પપ્પાએ શીખવ્યું તો લોટ બાંધવા બેસું ત્યારે મારા પપ્પા મારી સામે બેસતા અને મને શીખવતા કે આવી રીતે તું લોટ પૂણવ એમ કે હથેળીથી નહીં આપણે એક એકદમ બહુજ લોટને ફેંટવો પડે તોજ આપણાથી રોટલી નરમ અને પોચી બને પછી મેં એક દિવસ બાજરીનો રોટલો જાતે બનાવતા શીખ્યો ટ્રાય કરી પણ રોટલો બને જ નહીં મારાથી રોટલો થતો જ નહીં હતો મ પછી મેં એક નાની એવ નાનો એવો રોટલો બનાવ્યો પણ તે પણ મારાથી ફાટી જ ગયો પછી મા મ મને પાછો મનમાં ડર લાગે કે હું કેવી રીતે આ રોટલો પપ્પાને આપું તો પણ મેં ડરતા ડરતા પપ્પાને બતાવ્યો તો પપ્પા રસોડામાં જોવા આવ્યા કે કેમ આવો રોટલો બન્યો પછી પપ્પાએ મારી પાસે બેસી અને મને રોટલો ધીમે ધીમે પૂણવતા શીખવ્યો અને રોટલો ટીપતા શીખવ્યો એવી રીતે હું બાજરીનો રોટલો શીખી એટલે મને આવો અનુભવ થયો કે આવી રીતે રોટલો બનાવાય અને આવી રીતે કરાય એટલે મને રોટલો આવડી ગયો પછી હું એકવાર મામાના ઘરે ગઈ હતી મારા મામાના ઘરે અમે નાના નાના હતા તો મારા મામાની છોકરી અને હું અમે બંને મારા નાની શીખવતા તેમ અમે શાક રોટલી અને ખીર એ બધુ અમે ત્યારે ખીર પહેલી વાર શીખી હતી મારા મામાએ નાની એવી સગડી બનાવી આપી હતી તો અમે ઘર ઘર રમતા અને સગડી પર તે સગડી પર થોડીક વાટકીમાં ખીર બનાવતા અને થોડુંક એવું શાક અને થોડીક પૂરી બનાવતા નાની નાની એવી રીતે અમે પછી ચમચી ચમચીથી બધાંને ટેસ્ટ કરાવ્યું જમવાનું તો બધાંને સારું લાગ્યું તો એવી રીતે મેં આગળ આગળ વધતી ગઈ અને બધુ શિખતી ગઈ પછી મેં એક દિવસ મોહનથાળ બનાવ્યો મારા ઘરે હું મોહનથાળ શીખી તો મોહનથાળ મારાથી સારો નહીં બન્યો હતો કેમકે તે લોટ એકદમ મારાથી બહુજ શેકાઈ ગયો હતો બહુ શેકાઈ ગયો એટલે મારાથી મોહનથાળ એકદમ કોરો અને કડક બન્યો અને ઘી બધું જ નીકળી ગયું તો મેં ડરી ગઈ કે હવે આ મોહનથાળ બધા કેવી રીતે ખાશે તો એકદમ કડક થયેલો મોહનથાળ કોઈ ખાઈ ન શક્યું અને મારાથી તે મને તે ભૂલ સમજાઈ ગઈ તો મને પછી મારી બેન મોટી બેનને મેં પૂછ્યું તો મોટી બેને મને એમ કીધું કે મોનથાળ કડક થયો હોય તો તેમાં દૂધ થોડું નાખી ચાસણી થોડી ઓછી લેવાની અને દૂધ થોડું નાખી તો મોહનથાળ પોચો થઈ જાય પછી મેં બીજી વાર ધ્યાન રાખ્યું અને મેં તેવી રીતે મોહનથાળ બનાવ્યો તો હવે મારાથી બધી જ વસ્તુ પરફેક્ટ બને છે અને બધુ સારું જ બને છે એટલે મેં હવે હું બધી રસોઈ પૂરતી શીખી ગઈ છું અને બધું જ મને હવે સારી રીતે આવડે છે અને બધાના ટેસ્ટ પ્રમાણે હું રસોઈ બનાવી શકું છું